હલો બોલો હા બોલો બોલો હોવ કામમાં ચાલે પણ હમણાં થોડું થોડું ડિમ ચાલે છે હા આ પેલું કંઈ બીમારી જેવુ કંઈ એમ તેમ કામ કાજ આવી જાય ને એટલે થોડું કામકાજ ડિમ ચાલે છે ને નુક્સાન જ થાય તો પછી એડજસ કરી લઈશું ને બીજા મહિને વધારાનું કરી આપીશું હા આમાં જે નુકસાની જાય છે મારે ગેરહાજરીના કારણે એ પછી આવતા મહિને એને એડજસ કરી દેશું બરાબર કરી દેશું અત્યારે મહિનાની ખોટ તે આવતા મહિને પૂરી કરી દઈશું